અમારા ગામમાં ખુલ્લાંમાં શૌચાલય કરવું બહુ સામાન્ય જેવું છે કેમ કે ત્યાં ખેતરો છે અને ખેતરોમાં પુરુષો અને સ્ત્રીઓ બંને જાય છે અને જોવામાં જાય તો પુરુષો ગમે ત્યાં ફરતા જ હોય છે એટલે સ્ત્રીઓ માટે બહુ અવગણ જેવું અનુભવાય છે તેથી દિવસ સાંજે તો ચલ ચાલે છે કે ગમે ત્યાં બેસી જવાય અને જવાય પણ પરંતુ દિવસના તો નથી જવાતું દ દિવસના જવા માટે દિવસના જવા માટે તો બધું જોવું પડે છે આજુબાજુ અને ત્યાં આજુબાજુ જોવામાં આવે છે તો બધા પુરુષોને એવા જ જોવા મળે છે અને તેથી મહિલાઓ અને બહુ અનુકૂળ અનુભવતા નથી તેથી તેથી શૌચાલય ગામડાંઓમાં હોવું વધારે જરૂરી છે ગામડાંઓમાં ખેતર જ હોવાથી આજુબાજુનું વાતાવરણ એમ ને જોઈને બધું આ અનકમ્ફર્ટેબલ લાગે છે તેથી એ શૌચાલય હોવું જરૂરી છે અને આજુબાજુ બધા પુરુષો હોવાથી સ્ત્રીઓ માટે તો બહુ જ આમ અને શૌચાલય ન હોવાથી ખેતરોમાં જવાથી ત્યાં જીવજંતુઓ પાકે છે અને જીવજંતુઓ પાકવાથી રોગો પણ બહુ પેદા થાય છે અને એ રોગોથી બધા તેની સારવાર માટે કંઈ દવા પણ મળતી નથી એને એ દવાઓ મળતી નથી તેથી શૌચાલય હોવું બહુ જરૂરી છે અને એ શૌચાલય જો બની જાય તો સ્ત્રીઓમાં અને પુરુષોને બહાર જવું જ પડતું નથી શૌચાલયથી જ બહુ શહેરોમાં શૌચાલય છે પણ ગામડાંઓમાં શૌચાલય નથી જન જીવજંતુઓ પાકવાથી અને જેવાં કે મચ્છરો છે પાકે અને એ જો એ શરીરમાં બેસી જાય છે અને શરીરમાં બેસી ગયા બાદ જો તેનો રોગ પેદા થાય અને તેઓ ડંખ મારે અને તેમાંથી રોગ પેદા થાય છે અને એ રોગ પેદા થવાથી અનેક પ્રકારની બીમારીઓ થાય છે અને એ મેલેરિયા મેલેરિયાથી થવાથી તાવ પેદા થાય છે અને એ તાવ પેદા થઈ જાય છે અને તેને સારવાર માટે પંદરથી વીસ દિવસ થઈ જાય છે અને એ પંદરથી વીસ દિવસ માટે હોસ્પિટલ જવા પડે છે અને ત્યારબાદ તેની સારવાર થાય છે અને તે વ્યક્તિ સારું થાય છે તેથી ગામડાંઓમાં શૌચાલય હોવું બહુ જરૂરી છે અને ખુલ્લામાં જવું બહુ આમ સારું લાગતું નથી અને તેમાં પણ પુરુષો હોય છે તેથી સ્ત્રીઓને સારું લાગતું નથી